હા રેલગાડી ખૂબ લાંબી હોય છે તેમાં એક એન્જિન હોય છે એન્જિનથી ટ્રેનની ચાલવાનું કાર્ય થાય છે પહેલાંના સમયમાં કોલસાથી ચાલતી રેલગાડી હતી પણ અત્યારે ઈલેક્ટ્રીક તારથી ચાલતી રેલગાડી હોય છે જે ખૂબ જ ઝડપથી પણ ચાલે છે રેલગાડીમાં જનરલ એસી ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ સ્લીપર સ્લીપર એવા વિવિધ કમ્પાર્ટમેન્ટ હોય છે રેલગાડીમાં અનેક ડબ્બાઓ જોડાયેલા હોય છે રેલગાડીના અનેક દરવાજા તેમ જ બારીઓ હોય છે કેટલીક બારીઓ માત્ર કાચની જ બનાવેલી હોય છે કે જે આપાતકાલીન સમય રેલગાડીમાંથી ઉતરવા માટે લોકોને મદદરૂપ બની શકે રેલગાડીમાં બેસવા માટે સરસ મજાની સીટ પણ બનાવેલી હોય છે જેની સંખ્યા બોત્તેર લોકો બેસી શકે છે અહીંયાં બેસીને સુગમ મુસાફરી કરી શકાય રેલગાડીના પૈડા લોખંડના બનેલા હોય છે જે રેલવેના પાટા પર ચાલે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા રેલગાડી સુગમભરી શકે બની શકે છે મેં આણંદથી સોમનાથ સુધી રેલગાડીમાં મુસાફરી કરી છે